નીરોગી રહેવા માટે અમે પહેલાં તો અમારાં ઘરના આજુબાજુના વિસ્તારો સ્વચ્છ રાખીએ છીએ જેથી કરીને રોગ ના ફેલાય અને આપણે બીમાર ના થઈએ કારણ કે ખરાબ રસ્તા કે વિસ્તારમાં મચ્છરો માખીઓ દ્વારા અનેક રોગો ફેલાય છે તે ઉપરાંત જોવા જઈએ તો પર્યાવરણ સ્વચ્છ હશે તો પ્રદૂષણ ઓછું ફેલાશે પ્રદૂષણ કે ધુમાડાને લીધે હવા પ્રદૂષિત ન થાય તે માટે ધુમાડાને અને બીજું એ કે તેમને માટે ઝાડ વાવવાં જોઇએ જો ઝાડ હશે તો વાતવરણ સ્વચ્છ રહેશે અને મોટા ભાગે અમે નીરોગી રહેવા માટે દરરોજ સવારે કસરત યોગા કરીએ છીએ તેથી કરીને અમારું શરીર તંદુરસ્ત રહે અને ખાવા પીવાની વાત કરીએ તો પાણી ગરમ કરીને કાં તો ગાળીને પીએ છીએ તાજા ફળો અને શાકભાજી શરીરને પ્રોટિન અને વિટામીન મળે તે માટે તે ખાઈએ છીએ અનેક પ્રકારનાં કઠોળ અને દૂધ ઘી કાજુ બદામ વગેરે વસ્તુઓ ખાઈએ છીએ જેથી કરીને રોગ આપણાં શરીરમાં આવે નહીં